મોરબી જિલ્લામાં સ્થાનિક રહેઠાણ માટે ઘણા બધા અં વિકલ્પો ઉપલબ્ધ છે જેમકે કોઈનાં ઘર પણ અં સરકારી આવાસ યોજનાઓ પોતાના ઘર અને ભાડે પણ મકાનો મળી રહેતાં હોય છે આવા વિકલ્પો ઘણા બધા હોય અને જિલ્લામાં હોલસેલ માર્કેટ પણ હોય છે રીયલ એસ્ટેટમાં પણ એકંદરે વલણો ખૂબ જ સારા અને પ્રતિક અં પ્રતિકૂળ પ્રતિનિધિત્ત્વ કરે છે અને નાનાં ઘરનું ભાડું જોવા જઈએ તો પંદર સોથી બે હજાર જોવા મળતું હોય છે અને શિક્ષણ માટે આવતા અ વિદ્યાર્થીઓ માટે આવાસના વિકલ્પો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે જેમ કે તેમને રહેવાં માટેના મકાનો માટે ભાડું પણ વધારે દેવું પડતું હોય જમવાનું પણ જાતે બનાવવું પડતું હોય છે પણ ત્યાં મળી રહેતું હોય છે પરંતુ તેને ભાડું વધારે ચૂકવવું પડતું હોય છે જેમ કે એક મકાનમાં એક જ વ્યક્તિને રહેવાનું હોય છે પણ છતાંય તેને પૂરે પૂરતું ભાડું દેવું પડતું હોય છે અને રહેઠાણના વિકલ્પો વિકલ્પો જોવા જઇએ તો ઘણાં ઘરમાં કોઈ ભાડે પણ મકાન આપતું હોય છે અને સરકારનાં યોજનાઓમાં રહેલાં મકાનો આવાસ યોજનાઓ હોય છે અં તેમાં પણ રહી શકતા હોય છે હાઉસિંગ માર્કેટમાં પણ તમે પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને પણ રહી શકતા હોય છે એસ્ટેટમેન્ટમાં જેમકે કોઈપણ રીઅલ એસ્ટેટમાં પણ વલણો ખૂબ જ સારા જોવા મળતાં હોય છે